હેલો સર હું શ્રીરામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી બોલું છું

હા હા સર સર એકચુલીમાં તમે જે વસ્તુ મોકલવા માંગતા હોય તે વસ્તુ અમારી ઓફિસ સીધી પહોંચાડી દો અથવા તો અમારું કોઈ તમે અવેલેબલ ના હોયતો અમારું કોઈ એજન્ટ આવીને તમારી પાસેથી લઈ જશે અને તમે જે એડ્રેસ પર પહોંચાડવા માંગતા હોય તેની ડિટેલ્સ અમને આપી દેજો ના ઘરે લેવા આવવાનો ચાર્જ લાગશે હા હા નોર્મલ ચાર્જ હશે ડિસ્ટન્સને પર ડીપેન્ડ કરે છે ડિસ્ટન્સનું ડીપેન્ડ કરે છે સર યેસ સર હન્ડ્રેડ રૂપીસ એકસ્ટ્રા નથિંગ મોર અમારી ઓફિસથી બે ત્રણ કિલોમીટર જેવુ થતું હશે સર બટ એક પર્સનલ પર્સન આવે છે તમારી પાસે કુરિયર લેવા માટે તો એ થોડી ફેસેલિટીસ મળતી હોય તો ઓકે સર નો પ્રોબ્લ્મ આપણે જોઈ લેશું પણ તમારું પાર્સલ શું છે કેવી રીતે કઈ જગ્યાએ મોકલવાનું છે એના પરથી ડીપેન્ડ કરેને ઓકે ઓકે સરનો ક્યા ગામ મોકલવાનો છે સર ઓકે સર વાંધો નહીં ચલોને આપણે જોઈ લઈએ જે ડિલેવરી બોય આવશે એ તમને ચાર્જ કહેશે કુરિયરનો ચાર્જ ઝાઝો નથી ટુ હન્ડ્રેડ રૂપીસ અને સર પણ તમારો ટાઈમ બચેછેને એની સામે તમારે તમારો ટાઈમ ઇયાં નથી ઇન્વેસ્ટ કરવો પળતોને અમે તમારો ટાઈમ બચાવીએ છીએને તમારે કામ છે તો અમે ઇ ટાઈમમાં તમારે તમે જે કેશો ઈજ પરફેક્ટ ટાઈમ અમે ઇ જગ્યા પર પોચાળિ દેશુંને તમારો ટાઈમ સાચવીએ છીએ ઇ વધારે ઇમ્પોરટેન્ટ હોયને સર પછી દરેક વસ્તુથી સર અમે ટ્રાય કરીએ છીએ બેસ્ટ આપવાની તમને અનુકૂળ હોય તો ઓકે અને ના અનુકૂળ હોય તો થેન્ક યુ સો મચ અમારા કસ્ટમર અમારા માટે મેટર કરે છે પણ અમારી એજન્સીની પોલિસીસ અમારા માટે વધારે મેટર કરે છે હા સર પણ હું કહું છુંને તમને કે કંઈ વાંધો નહીં એ ડિસ્ટન્સનો ચાર્જ આપણે જોઈ લઈશું ચાલો ઓકે નો પ્રોબ્લ્મ સર